હાંજી એટલે થઈ શકશે પણ તમને કંઈક મેજર ઇસ્યૂ છે એટલે શું પ્રોબ્લેમ થઈ છે તમને અચ્છા તો તમે આવી શકશો અચ્છા ઓકે એટલે તમારા પેટમાં ગડબડ છે તો સાહેબ તમારે એક વખત આવીને ઓકે તો સાહેબ તમારે એક વખત અમારા ક્લિનિક પર આવીને મળવું જ પડશે કારણ કે હું તમને ઓકે તો એક કામ કરીએ અત્યારે તો મારા પાસે પેશન્ટ છે એટલે મને થોડો તમારે સમય આપવો પડશે કલાકનો હું કલાક પછી આપી આવી જઈશ તમને તપાસવા પરંતુ તમે અત્યારે એક કામ કરો જો તમને વધારે જ દુખાવો અને તેમને મજા નહીં આવતી હોય તો હું તમને દવા લખી આપું છું તો એ દવા તમે લઈ લો તો તમને એનાથી બેટર થશે ડોલો સાહેબ એ છે ને કાઈન્ડ ઓફ પેન કીલર છે એ કાઈન્ડ ઓફ પેન કીલર છે એટલે હું તપાસ્યા વગર હું તમને કોઈ બીજી દવા ના આપી શકું એટલે અત્યારે હું તમને તમારું પેઇન રિલીફ કરવા માટે એક ડોલો જ સજેસ્ટ કરી શકીશ એનાથી વધારે હું કશું જ ના કરી શકું તો જો તમે સહન કરી શકતા હોય એક કલાક તો હું એક કલાકમાં આવી જઈશ ના હું જાતે આવી જઈશ તમે જસ્ટ તમારું વ્હોટ્સઅપ પર આ જ નંબર પર લોકેશન મોકલી આપો મને એટલે હું તમારા ઘરે આવી જઈશ ઓકે ઓકે સર થેન્કયુ